સુરત સિટી એટલે ખરેખર ખૂબ જ સુંદર કહેવાતું સિટી જે મારા મતે છે અને કહેવાય છે કે સુરતનું જમણ કાશીનું મરણ સુરતનું જમણ ખરેખર ખૂબ જ વખણાય છે એ અહેસાસ તમે સુરત આવીને જ્યારે તેનાં ખાધા ખોરાકી તમે ચાખો છો ત્યારે તમને તે વસ્તુનો અહેસાસ થાય છે સુરત છોડીને તમે બીજી સિટીમાં જાઓ ત્યારે તમને ખ્યાલ આવે છે કે સુરતનું ખરેખર જમણ તે ખરેખર જ વન નંબરનું છે સુરતમાં ધંધાઓમાં કાપડ હીરા બજાર ખૂબ જ વિકસિત છે સુરતમાં હીરા બજાર ખૂબ જ ટોચ લેવલે છે હીરા બજારમાં પણ મંદી અને તેજી આવ્યા કરે છે અહીં હીરા ઉદ્યોગ ખૂબ જ મોટા પાયે વિકસ્યો છે સુરતમાં શિક્ષણ પણ ખૂબ જ સારી રીતે વિકસી રહ્યું છે જેમાં અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમ એવી ઘણી શાળાઓ ઘણી યુનિવર્સિટીઓ આપણને જોવા મળે છે ઘણી મોટી મોટી કોલેજો જોવા મળે છે સુરત સિટીમાં વસ્તી પણ કૂદકે ને ભૂસકે વધતી રહે છે જોઈ શકાય છે કે દરેક અલગ અલગ સિટીમાંથી અલગ અલગ પ્રાંતમાંથી અલગ અલગ કાસ્ટનાં દરેક વ્યક્તિઓ અહીં આવી વસવાટ કરી રહ્યાં છે તેના કારણે સુરતની વસ્તી કૂદકે ને ભૂસકે ખૂબ જ વધી રહી છે સુરતમાં રોજગારી તો મળી રહે છે ખૂબ જ સરળતાથી મળી રહે છે પરંતુ લોકો સરકારી નોકરીઓ પસંદ કરે છે ખાનગી નહીં શા માટે આવું છે તો કહે સરકારી નોકરીઓના લાભ જે છે તે ખાનગી નોકરીઓ કરતાં ઘણાં ઉચ્ચ સ્તરે છે તેમાં નોકરી બાદ તમને જે પેન્સન મળે છે અમુક લાભ મળે છે તે લાભ ખાનગી સંસ્થાઓમાં મળવા પાત્ર નથી ખાનગી સંસ્થાઓમાં તમારા કાર્યના કલાકો જેટલું પણ યોગ્ય વળતર તમને પૂરતી રીતે મળી શકતું નથી

જે પણ ઓપન કાસ્ટ છે બક્ષીપંચ છે એસટી એસસી તે રીતે લોકોની જાતિ પ્રમાણે પણ ઘણી શિક્ષણ નીતિ હોય કે આપણે કોલેજમાં કોઈ એડમિશન લેવું છે ભણતર બાદ તો એમાં પણ ઘણી રીતે અન્યાય જોવા મળે છે કે નીચી કાસ્ટમાં જે ઓબીસીમાં આવી શકતા હોય એસસી હોય એસટી હોય તો એ લોકોને એડમિશન માટે પાંચ ટકા કે એવો વધારો ગવર્મેન્ટ તરફથી કરી આપવામાં આવે છે તો એવો વધારો ઓપનવાળાને શા માટે નહીં ઓપન કેટેગરીમાં આવનાર બાળકો છે તે લોકોનું ભવિષ્ય આપણે શા માટે આ રીતે બાંધી દેતા હોઈએ છીએ જ્યારે એ બાળકો હતાશ થાય છે ત્યારે ખરેખર દિલથી એ શબ્દ નીકળે છે કે આ વસ્તુઓ ખરેખર યોગ્ય નથી અને સરકારે પણ આ વસ્તુ સમજવા જેવી છે દરેક નાગરિકને એક સરખો હક મળવો જોઈએ એક સરખો જ તેને નજરે જોવા જોઈએ ખરેખર સરકારને એટલી વિનંતી છે કે દરેક વ્યક્તિને એક નજરે જુએ એકસરખો હક મળે તે માટે નમ્ર વિનંતી છે